હાલના જમાનામાં મહિલાઓ મુક્ત રીતે ભણી ગણી શકે છે પોતાના સેલ્ફ ડિફેન્સ કરી શકે છે પોતે નોકરી ધંધા પર જઈને પોતાના કાર્યમાં વિકાસ કરી શકે છે હવે યુગ બદલાયેલો છે મહિલાઓ શીખી ભણીને હોશિયાર થઈ ગઈ છે અને તે આપમેળે પોતાના પગ પર ઊભી રઈ શકે છે